લોકો પહેલીવાર ચિત્ર દોરવાનું જયારે શરુ કરે છે ત્યારે કંઈ જ સામન્ય ભૂલ કરતા હોય છે જેમ કે તે શરુઆત ચિત્ર દોરવાની નીચેથી કરતા હોય છે પરંતુ ચિત્ર દોરવાની શરુઆત હંમેશા ઉપરથી કરવી જોઇએ અને આજુ બાજુના પણ પોઇન્ટ ઑફ વ્યૂ જોઇને ચિત્ર દોરવાની શરુઆત કરવી જોઈએ અને સારા એક કલાકાર બનવા માટે સતત અ પ્રૅક્ટિસ કરવાની જરૂરિયાત રહેતી હોય છે લોકો પહેલીવાર જ્યારે ચિત્ર દોરતાં હોય છે ત્યારે ચિત્રનાં અ બાહ્ય ભાગને ધ્યાનમાં રાખીને ચિત્ર દોરવાનો શરુઆત કરવી જોઈએ જેથી ભૂલ કરવાની શક્યતા ઓછી રહે છે અને સારું એવું ચિત્ર અને સારા એવા વ્યૂ મળી શકે છે અને ચિત્ર એક લોકોનાં અ મનમાં છબી ઉભી કરે જે આપણે ભાવ દેખાડવા માટેની છબી ઉભી કરીએ તેવાં ચિત્ર દોરવાં જોઇએ અને ચિત્રથી લોકોને પ્રભાવિ પ્રભાવિત થાય તેવું ચિત્ર દોરવું જોઇએ અને ચિત્ર અને તેને સુધારવાં માટે સતત પ્રૅક્ટિસ કરવી જોઈએ અને સારું ચિત્ર દોરવાં માટે એક તો સારાં શું કહેવાય ઉપકરણોની જરૂર પડતી હોય છે જે સારે સપાટીની જરૂર પડતી હોય છે જયારથી અને સારા એવા કાગળની સારા એવાં ડ્રૉઈંગ પેડની જરૂર પડતી હોય છે જે આ બધાં જ ઉપકરણોને ધ્યાનમાં રાખી દોરો તો સારું એવું ચિત્ર દોરી શકાય છે અને સારા એવાં પેન્સિલ છે સારા એવો કલર છે અને એનું નેચરલ કલરનો જેટલો પણ ઉપયોગ કરીશું તેટલું વધારે ચિત્ર સારૂં દેખાય છે લોકો પહેલીવાર જયારે ચિત્ર દોરવાનું શરું કરે છે ત્યારે ન્યા જોવા જઇએ તો ઘણી બધી લોકો ભૂલો કરતાં હોય છે અને તેને નિવારી પણ શકાય છે અને સારા કલાકાર બનવા માટે આપણે સતત પ્રૅક્ટિસ કરતાં રહેવું જોઈએ છે